અમારે ગુજરાતીમાં તો જન્મથી લઈને મરણ સુધી બધું જ ધાર્મિક વિધિઓ સાથે જોડાયેલ છે જેમાં જન્મ થાય ત્યારે જો જન્મ થાય ત્યારે દીકરા કે દીકરીનો જન્મ થાય તો પેંડા વહેંચવામાં આવે છે આવી જ રીતે કોઈક દીકરીનો જન્મ થાય તો જલેબી એવું બધી વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે પછી લગ્ન પ્રસંગ હોય તો એમાં અમારે ધાર્મિક વિધિ પ્રમાણે કંસાર બનાવવામાં આવે છે જે કંસાર એક ધાર્મિક વિધિ સાથે જ જોડાયેલ છે ત્યારપછી જો કોઈનું શું કહેવાય મૃત્યુ કે એવું હોય તો અમારે સરવા મૃત્યુ થાય ત્યારે તો અમારા ઘરમાં રસોઈ બનાવવામાં જ નથી આવતી પરંતુ ત્યાં બાજુમાંથી ભાત કઢી ચોખા એવું દઈ જાય એ જ જમવાનું હોય છે એમાં દસમુ અગિયારમુ બારમુ કરે ત્યારે લાડવા વધારે પડતા લાડવા બનાવવામાં આવે છે ગાંઠિયા દાળ એવી રીતના બધુ બનાવવામાં આવે છે અને અમારે ધાર્મિક પ્રસંગો પ્રસંગોમાં વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે લગ્ન પ્રસંગે વિવિધમાં અલગ અલગ વાનગીઓ જેવી કે દાળ ભાત શાક રોટલી ભજીયા ચટણી વિવિધ મીઠાઈઓ વગેરે બનાવીને પ્રસંગને ઉજવવામાં આવે છે ત્યાર પછી જો મૃત્યુમાં દસમુ અગિયારમુ બારમુ કરવામાં આવે તો ભાતના પિંડ બનાવવામાં આવે છે પિંડદાન કરવામાં આવે છે જે ધાર્મિક રીતે જોડાયેલ છે પછી ગણેશ ચતુર્થી હોય તો ગણપતિજીને મોદક બનાવીને ભોગ ચડાવામાં આવે છે પછી સાતમ આઠમ હોય તો સાતમના દિવસે શીતળા માતાને થેપલાને એવું બધું બનાવીને ભોગ ચડાવામાં આવે છે કોઈ માતાજી નું નિવેદ કે એવું કોઈ પ્રસંગ આવતો હોય તો માતાજીને ખીર બનાવીને ભોગ ચડાવામાં આવે છે અમારે ત્યાં વધારે પડતું માતાજીને ખીર નો ભોગ ચડાવાનું મહત્ત્વ વધારે રહેલું છે જેમાં માતાજીને ખીર બનાવી અને ભોગ ચડાવીએ છીએ આ બધું અમારે ધાર્મિક વિધિઓને રીત રિવાજો સાથે જ સંકળયેલ બધી છે જે અલગ અલગ પ્રસંગ તહેવારના તહેવાર તહેવારમાં વાનગીઓ અલગ અલગ બનાવી રીત રિવાજો પ્રમાણે બનાવવામાં આવે છે અમારે ત્યાં બડ્ડે કોઈનો બડ્ડે હોય તો કેક લઈ આવવામાં આવે છે અથવા બહારે જમવા જવામાં આવે છે બહારે જમવા જઈએ તો એમાં પંજાબી ચાઇનીઝ એવી રીતના વાનગીઓ જમીએ છીએ આમ અમારે ગુજરાતીમાં રસોઈ છે એ ધાર્મિક વિધિઓ સાથે જ સંકળાયેલી છે અને ધાર્મિક રીત રિવાજોથી જ બનાવવામાં આવે છે આવી રીતે ધર્મ રસોઈનું મહત્ત્લ રહેલું છે